હાલો હાં હાં જી નમસ્કાર તમે ડૉક્ટર બોલો છો ડૉક્ટર મેમ આ એમાં એવું હતું કે મને એમ બે ત્રણ દિવસથી મજા નથી રહતી ને શરદી ઉધર્સને તાવને એવું થઈ ગયું છે તો એના માટે હ હઁ

હઁ હમ હાં હાં હાં હમ હમ હાં હાં હાં

ઘરગથ્થું ઉપચારમાં તો આપડે બામ લગાડી શકીએ ને એવું બધુ કરી શકીએ ને હાં હાં હાં હમ હમ હમ હઁ હઁ

હમ હમ હાં હાં

હાં વાંધો નઇ એવું કરીશું અને જો આનથી ફેર પડી જાશે ઘરેલુ ઉપચારથી તો વાંધો નઇ નેકર પછી આવસ આવીશ કે આવીને પછી દવા લઈ જઈશ તો ઓકે ઓકે થેન્ક યુ હાં